બાળકો તેમના મુક્ત સમયમાં મનોરંજન માટે અલગ અલગ ગેમો રમે છે જેમકે ખો ખો કેરમ ગિલ્લીડંડા છુપા રુસ્તમ મગરમચ્છ નાગેલ સાપસીડી ક્રિકેટ પછી અમદાવાદ અને સાપસીડી ચોર ચિઠ્ઠી આવી અલગ અલગ રીતની ગેમો રમી શકે છે